થોડાંક ટાઈમ પહેલાં મેં એક ઓનલાઈન ફૂડ મંગાવ્યું હતું જે હું મારી બહેનના ઘરે હતો અને એ ફૂડ હવે જે વ્યક્તિએ ડિલેવરી જે કરવા આવ્યો જે વ્યક્તિ તો હવે મેં ફૂડ લીધું અને એમણે કીધું કે ઓનલાઈન કરજો પણ મારી જોડે ઓનલાઈન હતા નહીં તો મેં મારા ફ્રેન્ડને કીધું કે હતું ઓનલાઈન કરી દે તો એમણે જેમ આવે એમ ગેરવર્તણૂક કરવા માંડ્યા અને અમારી જોડે ખરાબ વર્તણૂક કરી અને જેમ આવે એમ બોલવા મંડ્યો પછી મેં મારી પછી તેની કંપનીમાં જ મેં કંપ્લેન કરી કે તેમણે આવી રીતે કર્યું છે તો તમે કંઈ બિ પગલાં ભરો કારણ કે મારી જોડે ઓનલાઈન નહોતા અને મેં મારા ફ્રેન્ડ જોડે ઓનલાઈન પૈસા માંગ્યા અને એણે કીધું તું ટ્રાન્સફર કરી દે તો તે જેમ આવે એમ ડિલવરી બોય બોલવા માંડ્યો કે આવી રીતે નહીં ચાલે અને તમે તમારી જ રીતે ઓનલાઈન કરો કારણ કે તમારો નંબર આમાં રજીસ્ટર છે તો તમે જ કરો બીજો કોઈ કરશે તો હું નહીં એગ્રી કરું અને તેની ગેરવર્તણૂક અમને જોઈ અમે જોઈને અમે એની કંપનીમાં જ અમે એને ફરિયાદ કરી અને એને એનું ગેરવર્તણૂક બહુ રુડલી વાત કરતો હતો અમારી જોડે